ગુજરાત શહેરમાં બહુ બધા તૈરાક સ્થળો છે પરંતુ અમદાવાદની આપણે વાત કરીએ તો ત્યાં ત્રણ મોટા મોટા સ્થળો ઉપલબ્ધ છે જેમ કે વાત કરીએ કે સાબરમતી સાબરમતી નદી પછી આપણે કાંકરિયાનો તળાવ અને નાના મોટા સરકારી સ્વિમિંગ પુલ અવેલેબલ છે હવે એમની વાત કરીએ કે જે નદીની વાત કરીએ જે આપણે સાબરમતીની સાબરમતી નદીમાં સૌથી જે શું કહેવાય તૈરાક જે જેને કહીએ આપણે તૈરાક લોકો હોય છે ત્યાં તરવા જાય છે પછી એનાથી થોડીક નાની જગ્યામાં તરવા તરવા જઈએ કે જેમાં નાના બાળકોને પણ તમને લઈને જઈ શકો અને નાના મોટા ઘરડાને પણ લઈને જઈ શકો તો તે થઈ ગઈ આપણી કાંકરિયાનું તળાવ અને તમે શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આપણે સરકારી સ્વિમીંગ પુલ તો અવેલેબલ છે જ આપણી જોડે પછી આપણે વાત કરીએ કે તમે દરિયાકાંઠા કે આવું કંઈ તમને ફરવા જવાનું છે તો દરિયાકાંઠામાં આવી ગયું તમારું આપણે ભાવનગરનો દરિયોકાંઠો ત્યાં પણ તમને ઘણા બધા લોકો તરવા માટે જાય છે અને બેસવા માટે જાય છે એ સ્થળ પણ સૌથી સુંદર જગ્યા છે